મારે મારાં ઘરનાં છત પર સૌર પેનલ લગાવવાનું હું વિચારી રહ્યો છું એટલે મારે એવું જાણવું છે કે મારું અત્યારે જે મીટર છે એ મને બે કિલો વોટનું મીટરનો મને આપેલો છે જોડાણ તો મારે મારા છત પર કેવડી કેટલા કિલો વોટ સુધીની સોલાર પેનલ હું લગાવી શકું અને એ લગાડવાથી મારા ઈલેક્ટ્રિસિટી બિલમાં કેટલો ફરક પડશે કે મારે ભરવાનું ભરવું પડશે બિલ કે મારું બિલ છે એ સૌર ઉર્જામાં સામે સરભર થઈ જશે